નૃત્ય નૃત્ય એક કલા છે જેમ આપણે અભિનય કરી જાણીએ છીએ એવી રીતના નૃત્યની અંદર અભિનય હોવો જરૂરી છે અને નૃત્ય અને અભિનય બે એક જ વસ્તુ છે પણ અત્યારના જમાના પ્રમાણે બધાના વિચારો પ્રમાણે કહીએ કે અત્યારના જે સમય પ્રમાણે કહીએ ને તો નૃત્યનો અર્થ જ કંઈક બદલી નાખ્યો છે બધાએ ભેગા થઈને કે ખાલી નાચવું બસ નાચી જાણવું એમાં નથી સંગીત કંઈ હોતું કે નથી કોઈ જાતના શબ્દો સારા હોતા કે નથી કોઈ એના જે અંગ ઉપાંગના જે આપણે જે જોઈએ કે એક્શન કહીએ છે તો એ બધી વસ્તુમાં કોઈ જાતના ઠેકાણાં હોતા નથી હવે એવી રીતે નૃત્ય છે ને નૃત્ય એ કલા કલા એટલે કેવી રીતના ભારત જ ભારતની અંદર નૃત્ય કલાના ઘણા બધા અલગ અલગ અલગ અલગ જે કોર્સ કરવામાં આવે છે અથવા તો જે અલગ અલગ રીત છે એ ભરતનાટ્યમ છે પછી ગરબા છે પછી કથક છે આવા ઘણા બધા નૃત્યો છે એ અલગ અલગ રીતના કરવામાં આવે છે પણ આ બધી સંસ્કૃતિ છે હવે એની બદલે અત્યારે શું કરે છે કે ખાલી બસ નાચો નાચો અને નાચો તો આ આપણે સંસ્કૃતિ નથી એટલે અત્યારે છે ને ગેરસમજ એ આવી ગઈ છે બધાયમાં કે ખાલી નાચવું ને એને નૃત્ય કેવાય છે પણ એવું નથી નૃત્ય એ એક ઉપાસના છે જે કહી શકાય આપણે અને ઘણી વખત એવું પણ મેં જોયેલું છે કે ઘણા બધા લોકો કોઈ ડિપ્રેશનમાં હોય અથવા તો કોઈ એ એમ કહે ને કે ચિંતા ટેન્શન અથવા તો ઘણી બધી બિમારીઓથી પીડાતા હોય ને તો એ લોકો ખાલી નૃત્યની સાધના એટલે કે નૃત્ય કરે છે ને અથવા તો સંગીત સાંભળે છે ને તો પણ એ બધામાંથી બહાર આવી જાય છે તો હવે વિચાર કરો દવા કરતાં પણ નૃત્ય છે ઈ વિશેષ વસ્તુ છે હવે કેવી રીતના અને માણસોને એનું કઈક અલગ જ રૂપ લઈ કેબરે ડાન્સ છે ને ઓલા ડાન્સ છે ને આ ડાન્સ છે એવા ઘણા બધા અલગ અલગ પ્રકારના ડાન્સ કરી અને એની વ્યાખ્યા જ આખી બદલી નાખી છે એટલે નૃત્ય અને નૃત્યના ગેરસમજ આ બધી વસ્તુ સમજી અને પછી એની સાધના કરવી એની ઉપાસના કરવી ખૂબ જરૂરી છે